મારા મનગમતા ગુજરાતી ગીતો છે સનેડો સનેડો અને બીજો મારો ગુજરાતી મનપસંદ ગીત છે પાવાગઢ ઉડી જાજે રે એ ગીતો મને એટલાં ગમે છે આ ગીતો એક તો જ્યારે મારે ફુરસતનો સમય મળે છે મને ત્યારે હું સાંભળી લઉં છું અને આ ગીતો સાંભળવાથી મને બહુ ઉત્સાહ મળે છે અમે જ્યારે ગરબામાં જઈએ ને તો સૌથી પહેલાં તો આ ગીતો જ સાંભળવા મળે અને એ ગરબાની શરૂઆત આ ગીતોથી જ થાય છે આ ગીતોના ગવાવાળા ગીતકાર પણ બહુ મારે મારે ગમે છે એમનાં ગીત હું સાંભળતી જ હોઉં છું આ ગીતો ગાવાથી અમારો દિવસનો આખી શરૂઆત જ સારી થઈ જાય છે